આ ઘટના દસમા ધોરણની છે દસમાની એકઝામ આવવામાં દોઢ એક મહિનો પોણા બે મહિના જેવાં બાકી હતાં તો મારી મમ્મી વાપીમાં ટીચર જે ભણાવે અને પછી સ્કૂલ છૂટી જાય પછી ત્યાં એક શોપ છે જે ભાડેથી અમે લીધેલી તે મમ્મી ચલાવે તો મમ્મીને કોઈક વખત આવતાં મોડું થઈ જાય તો મેં તેમને લેવા જતો તો મમ્મી મારી આવી ગયેલી હતી તો બાજુના અમારે કેવું કે શોપ જરાક થોડું દૂર તો પેલા બીજા ગામ હાઇવે તે બીજા ગામમાં લાગે તો ત્યાં મમ્મી ઉતરે ખડકી પાસેને ડુંગરી પાસે અમે રહીએ તો એટલે ખડકી ડુંગરીની હદ પર તો મમ્મીને રાતના લેવા જવા પડતું ખાલી મારે ત્યાં રસ્તા સુધી તો શું થયું કે મમ્મીનો કોલ આવ્યો કે દીકરા મે આવી ગઈ છે અહીં ઉતરો ઊતરવાની તૈયારીમાંજ છે બે પાંચ મિનિટમાં તું મને રોડ પાસે લેવા આવ તો મે મારી બાઇક લીધી મામાની પેસન ને મામાને ત્યાં રહેતો ત્યારે એમ તો મામાની પેસન લીધી અને નીકળ્યો તો મમ્મીની નજીક નજીક જ પહોંચેલો જ હતો કે ટર્નીગ બી હતી ને મારા પાછળ એક સ્વિફ્ટ હતી તો મેં બ્રેક મારી તો શું થયું કે આપણે પેસનમાં એક દાંડો હોય પછાડીના ટાયર સાથે જોઇન્ટ કે જેનાથી બ્રેક લાગે તો તે દાંડો તૂટી ગયો રોડ સાથે અથડાયો સીધો પાછલા ટાયર લાગીને ફસાઈ ગયું તો શું થયું કે ગાડી સ્લીપ મારી ગઈ એના લીધે તો ગાડી સ્લીપ મારી એટલે મે હું પડ્યો ને પણ હું તો બહું ઓછી સ્પીડમાં કારણ કે ટર્નિંગ હતું અને પાછળથી ગાડી આવે તો પડ્યો તો પડ્યો પણ એવા લાગમાં આવ્યો કે મને એવું થઈ ગયું ફ્રેકચર ને મારી મમ્મી આઇ થિન્ક મારાથી પચીસેક ફૂટ દૂર હશે એ પહેલાં તો મારી મમ્મીને એમકે આતો કોઈ પડી ગયું પણ હજી કંઈ મારો દીકરો ન હોય એમ કારણ કે મે પડી ગયેલો હતો મમ્મીને તે નહીં ખબર અંધારું હતું તો મારા પાછળ સ્વિફ્ટ વાળો હતો તેજ મને અમારી નજીકની હોસ્પિટલ મોહન દારમાં લઈ ગયા અને મમ્મીએ મામાને ફોન કર્યો કે ભાઈ આપણો તો નાનો પડી ગયો છે ને જલ્દી આવ એમ મારા મામા નીકળતા હતા દોડતાં દોડતાં અમે નીકળ્યાં કારણ કે ભાઈ ગાડી તો મેં લઈને આવેલો હતો તો એટલામાં લાલુ ભાઈએ મામાને જોઈ કહ્યું કે કાકા ક્યાં ચાલ્યા તો એમ કહે કે ગુડુ પડી ગયો ને એને દવાખાને તો તે લઈને મને આવ્યો મામાને લઈને ત્યાં મોહનને મે તે પેલા તો પહોંચી મોહનલાલે એટલી ખરાબ મને ટ્રીટમેન્ટ આપી રાત પડેલી હતી શિયાળો હતો મેં પડ્યું ને મને કે દુખ્યા કરે મેં અડ્ડાયા કરું તો કોઈ મને જોવા જ નહીં આવે કરે ત્યાં નર્સ બેન આવ્યાં થોડીક તે પણ અડધો કલાક પછી ને મને ખાલી પેઈનકીલરને એક ઇન્જેકશન આપ્યું એજ એ પત્યું ને પછી એમ કહે કે એક એકસરે પાડ્યો અને ડૉક્ટર એમ કહે કે કાલે આને ઓપરેશન કરો તો મામાએ આવું કહ્યું કે અડધો કલાક પછી પેલું ઇન્જેકશન આપ્યું એટલે મામા એમ કહે અમે અહીં કંઈ ટ્રીટમેન્ટ કરાવવાના નથી ને મામા મને સિધ્ધા લઈ આવ્યા વલસાડ પારસ કોઠારી વ્હાઈટ હાઉસમાં તો તે ડોકટર કે થોડાં દિવસ પહેલાં જ મામાને એક એક બીજા એક ફળિયામાં એક છોકરો છે જે રમતા રમતા પડી ગયેલો અને હાથમાં હાથ ભાંગી ગયેલો તો મામા જ એને લઈને આવ્યા હતા તો એકપિરિયન્સ થયો કે ડોકટરનું બિહેવીયર સારું છે વેલ નોન છે એ એક્સપિરિયન્સ બી સારો છે તો મામા મને ત્યાં લઈ ગયા રાતના ગયા તો ડોકટર વીસ દસ મિનિટમાં જેવા હતા હોસ્પિટલ પર આવી ગયા મને ચેક કર્યું એસકરે બતાવ્યું તેમણે કીધું કે કાલે કેવું થાય તે સોજો કેવો રહે તે તે ગરમ પાટો મૂકજો જૂના ચૂનાવાળા પાણીમાં બોળ્યો મને બાંધી દીધો એટલે સોજો મને ઉતરી જાય એના માટે પછી બીજા દિવસે મોર્નિંગમાં સૂઈ રહેલો હતો બહુ દુખ્યા કરતું એટલે આખી રાત તો હું તો જોઈને સવાર સવારની પોરમાં મોળો મોળો હતો બધાં ફ્રેન્ડને બધાં સગા જોવાં આવ્યાં એક દિવસ તો બધું ટેસ્ટ કર્યું કે પગનો સોજો ઉતરે પછી જ ઓપરેશન કરાય કારણ કે જ્યાં વાગેલું ત્યાં તો સોજો તો કરીએ શું તો એક દોઢ દિવસ તો થઈ ગયો મને સોજો ઉતરતા એટલે સોજો ઉતર્યો બીજા દિવસે બપોર પછી તો ડૉક્ટર એમ કહે કે એના આગલા દાડે બીજા દિવસે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરે તો એમાં કેવું કે મને વાગેલું થાપામાં અને એ એરિયા એવો કે તે એના ઓપરેશન કરવા માટે સ્પેશિયલ ટેબલ જોઈએ જે ટેબલ ખાલી અમારા નજીકમાં હોસ્પિટલમાં વલસાડ લોટસમાં હતી એક પછી ડાયરેક સુરત ને પછી તો ડાયરેક મુંબઈ તો મામાએ કીધું કે કંઇ નહીં આપણે અહીં જ કરાવી દઈએ તો મારે બે ડૉક્ટર પારસ કોઠારી અને એક બીજા એક ટંડેલ સાહેબ હતા તેમણે કરીને બે ડોક્ટરે થઈને મારું ઓપરેશન કર્યું તો ઓપરેશન કેવું કે આખી રાત મને તો ત્યારે ઊંઘ નહીં આવે કારણ કે ખાવા અને પીવા બધું ના પાડેલી ને તરસ લાગે મને તો તો પેલા ડોકટર અને મને તો એમ કહે કે ભાઈ ખાવા પીવાનું કંઈ નહીં ઓપરેશન દરમ્યાન તો એ બધુ થયું અને ઓપરેશન કરવા લાગ્યા ત્યારે થોડાક ટાઈમ સુધી તો મે જાગતો જ હતો કે જોયા કરું કે એ લોકો મને બધે રેડી લે જરાતરા મુને તે પેહેલાં મને પછાડી મણકામાં બેભાન થવાનું ઓપરેશન હતું દુખે નઇ એટલે કે ઇટ મીન્સ કે મારે બધા જે સેન્સ છે તે બધા શાંત થઈ જાય મને કોઈ મારે કે અંદર કાપકૂપ કરે તે પણ ખબર નહીં પડે તો મને ઊંઘ તો નહીં જ આવ્યા કરતી હતી પર ખબર નહીં શું થયું એ ઇન્જેકશન આવ્યું અડધો કલાક પછી મે સુઈ ગયેલો અને મોઢા પર એ લોકોએ મને કંઈક કાપડ જેવું મૂકી રાખેલું તો અચાનક એમ મારું ખબર નહીં કેમ પગ વાઇબ્રેટ થયા કરે જેવુ લાગ્યું તો આંખ ખૂલી તો મોઢા પર તો પેલું કાપડ પછી ખબર પડી કે એ લોકો ઉમમમ અવાજ જેવું આવ્યું તો ત્યારે ખબર પડી કે મારો પગ કપાઈ ગયેલો એમાં ને એ લોકો મારા હાડકાંમાં ડ્રીલ કરી રહ્યાં હતાં તો ત્યારે ત્યારે ભાન પડ્યું કે આતો મે એ વસ્તુ જોવો તો જાણે કેમ મને દુખે તો બહુ અત્યારથી જ છે મતલબ ખબર નહીં પડે તો પગમાં જ્યારે ઉમમમ કરીને ડ્રીલ મારી ત્યારે ખબર પડી કે આ મારો પગ નો બધું સર્જરી થયા કરતી છે ને એમ તેમ મને જોવા નહીં સાઇડમાં એક દૂરથી એ લોકોએ જે કઈ કેમેરાથી બધુ રેકોર્ડ કર્યા કરતા તે ઝાંખું ઝાંખું દેખાયા કરતુ હતું તે એ લોકો જે ડ્રીલ કરી તે દેખાયા કરતું હતું પછી પાછું એ લોકોએ મને જાગવા પછી પાછી ઊંઘ આયવી પછી જ્યારે તે ઊંઘાડયો તો મે ત્યારે વોર્ડમાં હતો ચેક કર્યું તો ત્યારે પગ આમ હલાવ હલાવ કર્યુ સેન્સ તો ખબર નહીં કે કારણ કે તે ઇન્જેકશનની ઇફેક્ટ હતી તો પછી મે પાછો સૂઈ જેવો ગયો બીજા દિવસે ઉઠ્યો તો ત્યારે જોયું કે એમ થોડું બ્લડ મને લીક બહાર નીકળ્યા કરતુંતું ને થોંડુંક દુખ્યા પછી તો બહુ ખરાબ દુખ્યું કારણ કે પહેલા તો ઇન્જેકશનએ સુન મારી ગયેલું એટલે કાંઈ ખબર નહીં પડી પણ પછી જેવું કંઈ દુખ્યું આય હાય કેમ જ હું બહુ ખરાબ દુખેલું એ પત્યું પછી જ્યારે ફર્સ્ટ ટાઈમ ડ્રેસિંગ કર્યું તો મે ધ્યાન આપ્યા કર્યું કે મે કૂ મેથી જોવાનું હતું મને જોવા જ નહીં મળેલું કે નહીં પહેલેથી જ તો જે આ ડ્રેસિંગ કરી ને જેવું પાટા ને બધું ખોલ્યું તો તેમાં દેખાયું કે મને આઠ ટાંકા ને ચાર સ્ટેપલર મારેલી ને તે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એકે ત્યાં જે મારો કાપ મુકેલો તેની બાજુમાં એક પાસે લેડિસનો વાળ પડી રેહેલો હતો તો મે ડૉક્ટરને પેલા કીધું કે આ વાળ ખસેડને ભાઈ સાફ કરાવીને રેગ્યુલર પંદરેક ખણ દાડા મારે ત્યાં હોસ્પિટલમાં જવું કારણ કે ઓલરેડી મેં પતલો એટલે મારું વજન નહીં મળે ને ઓપરેશન કર્યું ને બરોબર તો મારું વેટ હજુ લોસ થઈ ગયું અને તેના લીધે મારું બ્લડ જામી જાય કારણ કે બ્લડ બીમારીમાં ઓછું થઈ ગયું હતું જેના લીધે જ્યારે બી કાંઈ બી બાટલા ચડ્યાં હતાં મીન્સ જે આપણે સોય હોયને તેની અંદર જ બધી આ લોહી જામી જાય જેના લીધે મને કોઇ બી બાટલા ચડાવે તે અંદર જાય જ નહીં પણ એ બધું તો તેના લીધે તાવ બહુ ભરાય અને એમ તેમ એટલે પંદર પંદરેક ખણ દાડા તો મને હોસ્પિટલમાં જ રાખ્યો પાછો જેમ તેમ કરીને રજા આપી તો કે ડોક્ટરે કીધું કે ભાઈ તારે ત્રણ મહિનાનો મિનિમમ બેડ રેસ્ટ પછી જ કઈ બી હિંમત કરવાની તો કેટલા એક મહિના સુધી તો મારે નહાવાનું બંધ કારણ કે પાણી લાગે એમ તો આપણા હું કેવ પોતું કરતાં બસ એજ અને મારે ડ્રેસિંગ કરાવવા જવું પડતું તે કંઈક પેલા તે બોલાવે તે અઠવાડિયા પછી બોલાવે સેકન્ડ ટાઈમ બોલાવે તે પંદર દહાડે પછી બોલાવ્યો તે મહિના પછી ને પછી બોલાવ્યો પાછો મહિના પછી એમ કરી થોડું થોડું મેં ધીરે ધીરે ચાલતો થયો જેમ જેમ કરીને ચાલતો થયો પછી તો ભગવાનને પ્રાર્થના કરું કે ભૂલેચૂકે એવું નહીં થાય